આમ તો અમારા વિસ્તારમાં ઘણી બધી યુનિવર્સિટી કૉલેજો આવેલી છે ઘણી બધી સરકારી પણ છે અને ખાનગી કૉલેજો પણ છે જેમાં સાયન્સ આટ્સ કોમર્સ વગેરેનો અભ્યાસ કરાવે છે પરંતુ અમારે ત્યાં સરકારી ક્ષેત્રમાં કામ કરતી ખેતીવાડી યુનિવર્સિટીમાં ખેતીને લગતું શિક્ષણ આપવામાં આવે છે તેમજ ત્યાં અલગ અલગ પ્રકારનાં બીજો ફૂલછોડો પાકો વિશે માહિતી આપવામાં આવે છે તેમજ કપાસનાં નવાં વાવેતર અને નવાં બીજ ઉત્પાદન કરી અને નવાં નવાં ખેતીમાં પ્રયોગ કરી અને નવી નવી વસ્તુઓનું સંશોધન કરે છે તેમજ પાકો ઉપર થતાં અ ઇ ઈયળોનાં નુક્સાનથી કઇ રીતે બચાવી શકાય કેવા પ્રકારનું ખાતર વાપરી શકાય તેમ જ અળસિયાનું ખાતર કઈ રીતે બને આવા અલગ અલગ પ્રકારનાં ઘણાં બધા સંશોધનો અમારે ત્યાં જોવા મળે છે